હલો હા નરેશભાઈ ક્યાં છે ઘરે હા ઉનાળાનું ક્યાં જવા વિચારે છે હં એવું અરે પેલા ભરતભાઈને તું ઓળખે છે પેલા નથી સ્વામી વિવેકાનંદવાળા અરે એ જ એ જ પેલા સ્વયંસેવક હતા તે હા હા એ અત્યારે લંડનમાં કંઈક છે એમનો મારી પાસે ફોન આવ્યો કીધું કે તું લંડન આવી જા એમ તો મેં કીધું કે ભાઈ ઉનાળામાં થશે બાકી તો અત્યારે મારી પણ ઈચ્છા એવી છે કે હુંયે લંડન ફરી આવું પાછો ઉનાળો છે એટલે જવું પડે એમ છે તો એક તારી પાસે મારું કામ આવ્યું છે તે આ લંડન જવું છે થોડાક પૈસાનીયે જરૂર છે અને પાછો પાસપોર્ટેય કાઢવો છે તો યાર થોડીક હેલ્પ કરી દેજે ને કોણ અરુણભાઈ હા હા એ અરુણભાઈ કે એ પાસપોર્ટનું બધું કરી કામ કરી આપે છે એમ હં હં તો એનો કંઈક સંપર્ક કર ને તો તું સંપર્ક કરજે મારી પાડોશમાંય એક છે કંઇક દિનેશભાઈ કરીને પણ એ કાંઇક પાસપોર્ટનું કાંઇક સારું નથી કરતા ભાઈ મે ત્રણ જણનું જોયું પણ એ કંઈ પાસપોર્ટમાં લગભગ તો બહુ બધી ભૂલો કરે છે ને કંઈક વિઝાએ કે કેન્સલ થઈ જાય છે એટલે ભાઈ તું એનો સંપર્ક કરજે ને અને મને થોડીક પૈસાનીયે જરૂર છે એટલે તું પૈસાએ થોડાક મને આપશે એટલે હું પાછો લંડનથી આવીશ એટલે તને આપી દઇશ બરાબર